વર્તમાન સમયમાં જાહેરાત કરીને વધુ લોકો સુધી પહોંચાડવામાં ઘણાં માર્ગો છે જેવા કે સોશિયલ મીડિયા માર્કેટિંગ જાહેરાત અખબારમાં આપવી સામયિકો તથા સાપ્તાહિક કોમાં આપવી વગેરે જેવી જાહેરાતો તથા ઘણાં બીજાં અન્ય સ્ત્રોતો પણ છે પણ મને એક જાહેરાત ખૂબ જ સ્પર્શી ગઈ જેની વાત કરું તો તે હતી હાલમાં અમદાવાદમાં લાગેલા આસોપાલવ શોરૂમના પોસ્ટરસ જે ઠેર ઠેર અમદાવાદમાં લગાવેલાં છે જેમાં સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જે મને ખૂબ જ સ્પર્શી ગઈ